આપણે સૌરાષ્ટ્રમાં ગણીએ તો સારા એવા ફરવાલાયક સ્થળો છે જુનાગઢ આવો તો જુનાગઢમાં ગીરનાર છે બધા બત્રીસ બાવન કરોડ દેવતાઓ છે એ આપણા ગીરનારમાં વસેલાં છે અને ગીરનારમાં જે દેવ દેવતાઓ છે એ ઘણા બાવન કરોડ દેવતાઓ વસેલાં છે એવી રીતે જુનાગઢમાં ઘણા ફરવાલાયક સ્થળો છે એ આપણે કહેવાય એવું છે કે નરસિંહ મહેતાનો ચોરો નરસિંહ મહેતાનો ચોરો છે ત્યાં નરસિંહ મહેતા છે એ પોતાને પોતાનું બધી ભક્તિભાવને બધુ કરેલું છે એ પણ આપણે જુનાગઢમાં જ ફરવાલાયક સ્થળોમાં આવે છે એવી રીતે જુનાગઢમાં ગણો તો જુનાગઢની થોડી આગળ ચાલો તો થોડુંક બિલખા જેવું ગામ છે ત્યાં પણ તે પેલું ચેલૈયાની જગ્યા છે એ બધી અલગ અલગ ધાર્મિક સ્થળો ઘણા ખરાં છે ગુજરાતમાં ખાસ કરીને જુનાગઢમાં બધા ઘણા ખરાં સૌરાષ્ટ્રમાં ફરવાલાયક સ્થળો છે એમાં જુનાગઢનું નામ સારું ય એવું છે અને જુનાગઢથી થોડી આગળ જાઓ તો દરિયાઈ કિનારો છે ત્યાં પણ ફરવાલાયક સ્થળ એક એ દીવ છે તા સારા એવા બીચ છે બધા દરિયા કિનારાઓ છે એ સારા છે આગળ વધો તો થોડું માધવપુર છે પોરબંદરની આજુબાજુ એ પણ ધાર્મિક સ્થળો સારા છે ગુજરાતમાં ગણીએ તો સૌરાષ્ટ્રમાં અંદર આવેલું છે દેવભૂમિ દ્વારકા દેવદ મુરકી દેવભૂમિ દ્વારકા છે એ પણ સારું એવું ભગવાન કૃષ્ણ ભગવાનનું બધું ધાર્મિક મંદિરો છે અને ત્યાં ગોમતી નદીનો કાંઠો છે એ સારો છે અને ધાર્મિક સ્થળો છે એ સૌરાષ્ટ્રમાં ઘણાં ખરાં છે દેવી દેવતાઓ જે છે એ બધાના થોડા મંદિરો છે એ બધુ ઘણું ખરું છે એમ આગળ વધો તો તાલાળા સોમનાથ છે સોમનાથ છે એ જ્યોતિર્લીંગ સોમનાથ છે એ પણ જ્યોતિર્લીંગ ગણાય છે એ પણ આપણા સૌરાષ્ટ્રમાં જ છે એવી રીતે બીજી જ્યોતિર્લીંગ દ્વારકાની આગળ છે નાગેશ્વર એ પણ બી જ્યોતિર્લીંગ ગણવામાં છે તમે સૌરાષ્ટ્રમાં તો ફરવાના અને આકર્ષક ગણો તો ધાર્મિક સ્થળો ઘણાં ખરાં છે અને દરિયાઈ દરિયાઈ એટલે જે છે બીચ છે ને એ પણ દરિયાઈ કિનારા પણ છે માધુપુર છે એવી રીતે પોરબંદરની ચોપાટી છે એવી રીતે એવી રીતે જામનગર જાઓ તો જામનગર પાસે પણ ચોપાટી છે જામનગરમાં પણ ઘણાં ખરાં ફરવા જેવા સ્થળો છે ચોપાટીઓ છે એવી અલગ અલગ સ્થળો છે એવી રીતે શિવરાજપુર છે એ પણ જામનગરની આજુબાજુમાં આવેલું છે દ્વારકામાં પણ બેટ દ્વારકા એ બધા અલગ અલગ ધાર્મિક સ્થળો પણ ઘણાં ખરાં છે સૌરાષ્ટ્રમાં ગણો તો ઘણાં ખરાં ધાર્મિક સ્થળો ફરવાલાયક સ્થળો અને એવા ઘણાં ઘણાં ખરી જગ્યાઓ છે એની વિશેષતાઓ છે એ પણ સારી જ છે જે બધા પૂર્વજો કહી ગયા છે કે આ ધાર્મિક સ્થળો છે એ બધો પોતપોતાનો ઈતિહાસ છે એ પણ સારું છે પોતપોતાના ઈતિહાસ પ્રમાણે જે મંદિરો બનાવેલા છે એ બધુ છે સર્વશ્રેષ્ઠ છે સૌરાષ્ટ્રમાં છે સૌરાષ્ટ્રમાં ઘણાં ખરાં ધાર્મિક સ્થળો છે